ચિત્રકામની વાત કરું તો મેં ચિત્રકામ અ દસમા ધોરણના વેકેશનમાં શરૂ કર્યું હતું કારણ કે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પતી પછી હું નવરી હતી અને ઇલેવન્થમાં એડમિશન થાય ત્યાં સુધી તો હું ફ્રી હતી એટલે મને થયું કે મારે કંઈક કરવું જોઈએ એક દિવસ હું અ રીલ્સ સ્ક્રોલ કરીતી યુટ્યુબ પર ત્યારે મને અચાનક એક ડ્રોઈંગ દેખાયું અને એ ડ્રોઈંગ એટલી સરળ રીતે ડ્રો કર્યું હતું એના એક એક સ્ટેપ્સ એટલા સરળ હતા કે કોઈ વ્યક્તિને ડ્રોઈંગ ના આવડતું હોય ચિત્રકામ ના આવડતું હોય તો પણ એ શીખી જાય અને એ જ રીતે મેં પણ શીખ્યું અને એ જો હું કહું તો એ યુટ્યુબ પર વિડીયોઝ હતા વરજાના ડ્રોઈંગ એકેડમી એ બાંગ્લાદેશી ગર્લ છે અને હું માનું કે મારું ઇન્સ્પિરેશન પણ એના પરથી છે મને જો ડ્રોઈંગ કરવાનો રસ જાગ્યો હોય તો એ રસ એ યુટ્યુબ ચેનલ પરથી મને જાગ્યો હતો કે જો એ આટલી સરળ રીતે ડ્રોઈંગ કરીને બતાવે છે તો હું કેમ મારી ડ્રોઈંગ બુક અલગથી નથી બનાવતી હું કેમ અલગથી ડ્રોઈંગ નથી કરતી એના લીધે મને રસ લાગ્યો અને ચિત્રકારના રસ લેવાની તમે વાત કરો તો મને રસ યુટ્યુબ ચેનલ પરથી જાગ્યો અને મારા માનીતા કલાકાર આમ તો કોઈ નથી હું માનીતી કલાકાર મારું તો હું જાતે પોતે જ છું કારણ કે જ્યારે મેં પોતાના પર વિશ્વાસ કર્યો પોતે ડ્રોઈંગ કરવાનું ચાલુ કર્યું મારા હાથ પર વિશ્વાસ કર્યો કે નહીં થઈ જશે ડ્રોઈંગ જેવું થશે એવું થશે તો ખરીને ત્યારથી મને ચિત્રકામમાં રસ જાગ્યો